હ બોલો હા વિગમાર્ટમાંથી બોલીએ છીએ બોલો બોલો હા હા થઈ જશે કશો વાંધો નહીં તમે તમે તમે ક્યાં કંઈ વાંધો નહીં તમે કાલે આપશો તો પણ કશો વાંધો નહીં રિટર્ન થઈ જશે એકચેન્જ થઈ જશે તમારે કરવું હશે ને તો બીલ ને એવું સાથે લેતા આવજો ખોવાઈ જશે હા તો કશો વાંધો નહીં પણ ત તમારી પાસે પેલું ઓનલાઈન પેમેન્ટની રિસીપ્ટ કે એવું કંઈ હશે પણ તો પણ ચાલશે એ હશેને હા બસ તો કશો વાંધો નહીં હો તો એ તમે લ લેતા આવજો તો થઈ જશે તમારે એકચેન્જ બરાબર

હ કશો વાંધો નહીં એકચેન્જની આપણે હોય જ છે અહીંયા આગળ અને તાત્કાલિક કરશોને તો જલ્દી થઈ જશે ફરી આપીશું વાંધો નહીં આવે એમ તો હ એ તો હવે ભાઈ હા શું કહેવાય આગળથી કશું થયું હોય તો મને ખ્યાલ નથી મને કેમ કે અમે બધું ચેક કરીને લેતા હોઈએ છીએ આમ તો મોસ્ટઓફલી પણ હવે આગળથી થયું હોય અને આગળ અમે અમારા ધ્યાન બહાર ગયું હોય તો એવું થઈ શકે એકચેન્જમાં હા થઈ જશે પણ ઓનલાઈન પેમેન્ટ બહાર રિન રિટર્નમાં પાંચ ટકા કાપીને મળશે પણ તમને એકચેન્જ થઈ જશે હા તો કશો વાંધો નહીં બીજી બ્રાન્ડનું કશો વાંધો નહીં હો હા ચલો મળીએ હો કાલે હા હા કશો વાંધો નહીં હો આવી જજો હા હા